હા હું માનું છું કે માણસમાં આત્મવિશ્વાસ અને આત્મસન્માન વધારવા માટે રમતગમત બહુ જ વધારે જરૂરી છે આપણે જોઈએ કે રમત અને માણસનું કનેક્શન એટલે જોડાણ ખૂબ જ વધારે છે અને અત્યારે હાલના સમયમાં ખૂબ જ વધારે છે અને જેમકે ક્રિકેટ હું એક રમત લઉં કે જેમકે ક્રિકેટ ક્રિકેટમાં અત્યારે તમે જુઓ કે સૌથી શ્રેષ્ઠ ખેલાડી મારા મત પ્રમાણે વિરાટ કોહલી છે તો આપણે જો જોઈએ કે તેનામાં આત્મવિશ્વાસ હશે પોતાનામાં આત્મવિશ્વાસને હશે તો જ તે એટલા બધા મોટા સ્ટેજમાં અને મોટી પ્રાપ્તિ તરફ પામ્યો હશે આત્મવિશ્વાસ સિવાય કંઈપણ થતું નથી જો તમારામાં આત્મવિશ્વાસ નહીં હોય તો તમે કંઈપણ કરી શકો છો કંઈપણ સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો જો તમારામાં આત્મવિશ્વાસ હોય તો અને જો આપણે તેનું કરિયર કે પોતાની જોઈએ તો તે આત્મવિશ્વાસ તો હતો જ તે જે આત્મવિશ્વાસથી તે પોતાનું જે પોતાની જે ગેમ છે તે એણે બિલ્ડ અપ કરી જેણે વધારી તેનાથી તે ખૂબ જ મોટું આત્મસન્માન એણે મેળવ્યું અત્યારે આપણે એને જોઈએ તો આપણે તે અત્યારે આપણને કે પણ જે આપણે એને જોવા મળીએ અને જ્યારે તે બેટિંગ કરતો હોય ત્યારે આખું ઈન્ડિયા આપણે એ જોઈએ છીએ એને આપણે એને આપણે એને પસંદ કરીએ છીએ શું કામ કે તે પોતે આત્મસન્માન મેળવે છે શું કામ કે તેનામાં આત્મવિશ્વાસ હતો તેથી જ તે એટલી મોટી પ્રાપ્તિ મેળવી તેનાથી તેણે આત્મસન્માન પોતાને મળ્યો તેથી આપણે એમ કહીએ કે જો એ પોતાના જ આપણે આપણે સોળને એવા બધા બે હજાર સોળના વર્ષમાં એનામાં ખૂબ આત્મવિશ્વાસ વધેલો હતો તેનાથી તે પોતાનું પ્રાઇમ લેવલ કહી શકીએ તે જે પોતે દેખાડ્યું અને ઇન્ડિયાની ઘણી બધી મેચ જીતાડી જો તેનામાં આત્મવિશ્વાસ ન જ હોત તો તે ખુદ પોતે ગેમ સારી રમી ન શકત રેડી તો રમી ન શકત રમી ન શકત આ તો આપણે ઈન્ડિયા હારવાની વધારે ઈન્ડિયા વધારે હારત તેથી આપણે એમ જોઇએ જો આત્મવિશ્વાસ ખેલાડીમાં હોય તો તે પોતાનું સો ટકા દઈ શકે છે પોતાની ગેમમાં તેથી જો જો ઈન્ડિયા જો ભારત જીતે તો તે બધા ખેલાડીઓ આત્મસન્માન આપોઆપ મેળવી લે છે શું કામ કે તેણે ઈન્ડિયાને જીતાડ્યું એવું બધું કર્યું તેથી જો આત્મવિશ્વાસ જ ના હોત તો કંઈ પણ થઈ શક્ત નહીં અને આત્મવિશ્વાસ હોત તો જ આત્મસન્માન વધે છે મારા મત પ્રમાણે આત્મસન્માન તેનાથી જ વધે છે જો હમણાં લાસ્ટ બે હજાર વીસ અને એકવીસમાં તે પોતાનો આત્મવિશ્વાસ ખોઈ ચૂક્યો હતો તેથી તે ખુદ પરફોર્મન્સ નહોતો કરી શક્યો તે માનસિક રીતે અસ્વસ્થ હતો શારીરિક રીતે તો સ્વસ્થ જ હતો માનસિક રીતે અસ્વસ્થ હતો તેથી તે એટલે માનસિક રીતે અસ્વસ્થ હોય તો શું કે આત્મવિશ્વાસ ન હતો એમ હતું કે હું શું બધા આ રીતના પોતે તેને હેટ કરતા હતા ને એવું બધું હતું ને આ રીતના તે પરફોર્મ ન કરી શકતા તો બધા તેને આ રીતના કહેતા બધા તેને કહેતા બધા તેના વિશે બોલતા ખોટું એવું બધું તેનાથી તેનો આત્મવિશ્વાસ બગડી જતો ઓછો થઈ જતો પરંતુ તે તેણે પોતાને ખુદને ડેવલપ કર્યો પોતાનો આત્મવિશ્વાસ વધાર્યો પોતે પોતે વિચાર્યું કે આત્મવિશ્વાસ હશે તો જ આ રીતના બધું થશે અને તે પોતે આત્મસન્માન મેળવશે આત્મવિશ્વાસથી જ તેણે પાછું તેણે કમબેક કર્યું અને ઇન્ડિયાની ઘણી બધી મેચ જીતાડી આત્મવિશ્વાસ સિવાય કંઈ પણ તમે પ્રાપ્ત કરી શકતા નથી જો તમે ઈચ્છા ઇચ્છવા માગતા હોય કે કંઈ પણ મારે પ્રાતમાનું કંઈ પણ તમે કંઈક અચિવ કરવું છે તો એમાં આત્મવિશ્વાસ હશે તો જ તમે કંઈ પણ પ્રાપ્ત કરી શકશો